અમારા ગામની એક એવી પ્રથા છે જેના પણ કોઈ પણ અંગ ભાંગી જાય એટલે તેમને હાડવૈદ પાસે લઈ જવામાં આવે છે જે હાડવૈદ પાસે લઈ જાય તેને ત્યાં બેસી અને એ જે કે તે પ્રમાણે આપણે કરવાનું રહે છે એ ભાઈ આપના જ્યાં ભાંગી ગયું હોય ત્યાં જોઈને ત્યાં મલમ લગાવે છે એમને લાગે કે વધારે ભાંગી ગયું છે તો પછી એને અલગ પ્રકારની દવા આર્યુવેદીક દવા લગાવીને ત્યાં મલમપટ્ટી લગાવી આપે છે પટ્ટા બાંધી આપે છે અને જમવામાં તમારે પરેજી કરવા પડશે અને એ પણ ખાટું ખારું એવું કંઈ ખાવું નહીં અને ચાલવુંને દૂધ પીવાનું અને જે ટાઈમે દવા આપી છે એ સમયસર દવા લેવાની અને અને બીજી કોઈ દવા આડી અવડી દવા લેવી નહીં જે પ્રમાણે દવા આપી હોય એ પ્રમાણે દવા પીવી જોઈએ અને જો નહીં જ સારું થાય તો પછી પાછું બીજી વાર બતાવવા માટે આવવાનું અને સારું થઈ જાય આવું લાગે તો પાટાપટ્ટી છોડી નાખવી અને જો નહીં જ થાય તો પછી હોસ્પિટલ જઈ અને એક્સરે કરાવી અને એમની સલાહ લઈ અને એમને દવા માલિશ કરવાની કે પછી અલગ પ્રકાર બરફ ઘસવાનો એવું બધું એવી પ્રમાણમાં સારવાર કરવી બીજી રીતના કંઈ પણ દુખાવો થતો હોય તો ડૉક્ટર પાસે જ જવાનું અને એમની સલાહ પ્રમાણે કરવાની કરવાનું હોય છે